હેલો સર હું સિંગર છું મારે સંગીતમાં ભાગ લેવાની ઈચ્છા છે તેમજ મારી સાથે ત્રણ મિત્રો બીજા પણ આવે છે તો મહોત્સવ જે સંગીત મહોત્સવ છે તે કઈ તારીખે છે અને તેની ટિકિટની પ્રાઈઝ કેટલી છે તે મને જણાવજો તેમજ મારે ગાવાની ખૂબ ઈચ્છા છે તેમજ મારા મિત્રો પણ મારી સાથે ગાશે અને એક પરફોર્મન્સ હું એકલો મતલબ કે સોલો કરીશ ને બાકી એક સોંગ અમે ગાઈશું બધા મિત્રો ભેગા મળીને કરીશું તો મને તમે જણાવજો કે કઈ તારીખે સિંગિંગ પરફોર્મન્સનો મહોત્સવ છે તે મને જણાવશો અને અમારા મિત્રો સાથે મારે સિંગિંગ પરફોર્મન્સ કરવાની ઈચ્છા છે